આ મેં એમેઝોનમાંથી એક વખત કુર્તી મંગાવેલી હતી અને તેનું મટીરીયલ એટલું ગંદુ એટલું ખરાબ હતું અને એમાં ઘણી જગ્યાએ તો તેમાં કાણા પણ હતા ને મને બીજી વાત છે કે મને છે ને આ કુર્તી મળી પણ મોડી હતી એટલે આ મારો સૌથી ખરાબ જે છે ને એ એક્સપિરિયન્સ રહ્યો છે